ગુજરાતમાં સ્થાનિક હસ્તકળાની વાત કરીએ તો કચ્છી ભરત કામ જે હાથથી ભરેલું હોયને એ વધારે ગમે છે એમાં જોઈએ તો નૃત્ય અરે ગરબા માટેના અલગ અલગ પોશાકો હોય કે બીજો રબારીઓનો પોશાક હોય બધામાં અલગ અલગ ભરત કામ થયેલું હોય અલગ અલગ રીતે કચ્છી કામ થયેલું હોય એજ રીતે એમ્બ્રોઇડરી વર્ક જોઈએ તો ઘણો પ્રકારની એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવે છે અલગ અલગ પ્રકારની એમ્બ્રોઇડરી વર્ક કરીને કરવામાં આવે છે હાથ વણાટ માટે પણ વાત કરીએને તો ઘણાં હમણાં ગુજરાતમાં અહીં ઘણાં ઘણીબધી વસ્તુઓ અલગ અલગ રીતે હાથથી વણા હાથથી વણવામાં આવે છે જેમકે વાત કરીએ તો દોરડાં રબારી વર્ગ મોટે ભાગે રબારી જાતિના માણસો હોય એ અહીં ઘરે હાથથી દોરડાં બનાવાનું કામ કરે છે એ રીતે ઘણુંબધું એ વસ્તુઓ જોવા મળે